પશુપાલન સાથે સંકળાયેલા વ્યવસાયોમાં તમે જોતા હોય તો પશુપાલનમાં જે એમની કુદરતી રીતે કાઢવામાં આવતો જે વેસ્ટ છે એના દ્વારા બળતણ બનાવી છાણા છે કે પછી એવાં બળતણો બનાવી અને એને વેચી શકાય છે અને એનાથી તમે છે એને એને વસ્તુઓને મેળવો છો અને તેને વેચી શકાય છે જેનાથી તમે પૈસા પણ કમાઈ શકો છો પછી ઘણી વખત ગાય છે પછી ગાયનું ગૌમુત્ર છે તો ગૌમુત્રથી ઘણી બધી એન્ટિબાયોટિક વસ્તુઓ છે જે બની શકે છે ઘણાં બધાં રોગો એવાં હોય છે કે જેમને ઘટાડવા માટે અમુક પશુઓના જેમકે ગૌમુત્ર છે દાખલા તરીકે આપણે લઈ લઈએ કે ગૌમૂત્ર છે બરાબર એવી જ રીતના ઘણા બધા પશુઓ બીજા પણ છે કે જેના અલગ અલગ બીમારીઓમાં તે પશુઓ છે એમનું કોઈને કોઈ અંગ છે કે કોઈને કોઈ છે એ બધું કામ આવી શકે છે પછી ઘણી વખત જે કબૂતર છે તો જે ચણા ચણે છે બરાબર એ ચણે છે એના લીધેએ નાની નાની જે શું કહેવાય કે જમીનમાં જે ટોચાં મારે છે ને ચાંચ વડે તે જમીનને પોચી કરે છે આ જમીનને પોચી કરે છે તેના કારણે છે જમીનની ફળદ્રુપતા છે એમાં વધારો જોવા મળે છે અને એ જ રીતે ગાય છે ભેંસ છે ઘેટાં છે બકરાં છે એ બધાંનું જે છાણ નીકળે છે એ છાણ દ્વારા જે જમીન ઉપર જઈને નાખવામાં આવે છે અને છાણથી જમીનની ફળદ્રુપતા વધે છે તો એ છાણનો વ્યવસાય છે એનાથી પૈસા છે એ કમાઈ શકાય છે એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે છે એ ગૌમૂત્ર છે અથવા તો ઇંધણ તરીકે આપણે છાણ છે એનો ઇંધણ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છે પછી ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેમાં છે શું કહેવાય કે ખેતીવાડીની ખેતીવાડીમાં પણ કામ આવી શકે છે ખેતીવાડીમાં ઉપયોગીતા કરવા માટે નેચરલ કુદરતી ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે જે છાણ છે એને કુદરતી ખાતર તરીકે આપણે ઉપયોગમાં લઇ શકીએ છીએ અને છાણનું જે નેચરલ ખાતર કુદરતી ખાતર બને છે એ વેચીને એમાંથી પૈસા પણ કમાવી શકાય છે આવી ઘણી બધી વસ્તુઓ છે જે પશુપાલનના કાર્યોમાંથી મેળવી શકાય છે પછી છે આ કબૂતરો છે તો કબૂતર જે દાણા ચણે છે જેના દ્વારા જમીનની જે ફળદ્રુપતા છે એ જે ચાંચ મારે છે જેનાથી એને જમીન છે એનું પોચી પડે છે અને જમીન જ પોચી પડેલી છે એની ફળદ્રુપતામાં વધારો જોવા મળે છે આમ અનેક જ વસ્તુઓ દ્વારા પશુપાલન કે કોઈપણ વસ્તુ છે માં વધારો કરી શકાય છે ઈંડા દૂધ દહીં ઉન સિવાય આ બધી વસ્તુઓ પણ છે એ પશુપાલનના ક્ષેત્રોમાંથી ઉપજી આવે છે ઘણી બધી પછી છે કે પોપટ છે મોર છે એ બધા મોર છે તો એમનું પણ સુંદર સુંદર રીતે પછી ઘણાં બધાં પશુપાલનનો છે જેમ કે સુંદર પક્ષીઓ છે મોર પોપટ કોયલ મેના એ બધાને ફોટોગ્રાફી કરીને પણ વેચી શકાય છે જેનાથી પણ કમાઈ શકાય છે આવી બધી ઘણી જે સેવાઓ છે એ પૂરી પાડે છે અને પશુઓને વધુમાં વધુ ઉપયોગિતાની દ્રષ્ટિએ જ હોય તો એ સૌથી વધારે છે એ ખેતીવાડીમાં ઉપયોગ થઈ શકે છે જો ખેતીવાડીમાં એના સુધી વધુ ઉપયોગ કરવામાં આવે છે આથી તમે ગાયનું જે છાણ નીકળે છે એને આપણે કુદરતી ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ ગૌમુત્ર છે તો એને કોઈ દવા તરીકે લઈ શકીએ છીએ પછી જે ઉન છે એ બને છે તો એને પણ રહી શકે છે માંસ ઈંડા દૂધ વગેરે જેવી બાબતોથી તમે પૈસા કમાઈ શકે છે મોટાભાગનો વર્ગ છે શિક્ષણ તરફ વધી રહ્યો છે પણ જે લોકો છે ઓછું શિક્ષણ પામેલા છે એ લોકો આ બધા વ્યવસાય કરીને તેમની રોજિંદી જીવન ગુજારવાનો માર્ગ બનાવી શકે છે ઈંડા ઉન દૂધ પશુપાલન આ બધા પશુપાલનથી ડેરી ઉદ્યોગમાં પણ વધારો થઈ શકે છે આના સિવાય ઘણાં બધાં કાર્યો છે એ થઈ શકે છે મુર્ગીના ઈંડા દ્વારા મુર્ગીનું ફાર્મ બનાવીને ઈંડાઓનો ઉપયોગ કરવામાં આવે છે આવા બધા જ વગેરે જેવા કાર્યોનો ઉપયોગ કરવામાં આવે છે ઘણાં બધાં જમીનોમાં આવે છે અને ઘણાં બધાં છે એ લોકો ઉપયોગ પણ કરતા હોવા જોવા મળે છે આમ વગેરે જેવી સ્થિતિઓમાં પણ પશુપાલન છે દૂધ છે ઈંડા છે ડેરી ઉદ્યોગ છે આ બધા જ ઉદ્યોગોનો સામનો કરવો પડે છે આ ઉપયોગો કરવાથી જે વ્યક્તિઓ છે ઓછું ભણેલા છે એવું બધું છે તેમને ઉપયોગમાં લેવામાં આવે છે દૂધવાળી છે ખેતીવાડી છે વગેરે જેવી બાબતોમાં તેમનો વિકાસ છે એ વધારવામાં આવે છે તેમના અત્યારે મોટાભાગે જો ખેતીવાડીમાં જ નાની નાની જીવાતો આવે છે અને જે જીવાતો છે એને કુદરતી રીતે નહિ પણ દવાઓ કે વગેરે છાંટીને દૂર કરવામાં આવે છે જેના કારણે જમીનની ફળદ્રુપતા છે એ ઘટે છે જો આની જગ્યાએ જે નાના નાના જીવજંતુઓ છે જેને ફાર્મિંગ કરવામાં આવે અને જીવજંતુઓને જોઈ એની ઉપર છોડવામાં આવે તો એ છે એ જે ખરાબ છે જમીનને ખરાબ કરે છે એવા જંતુઓને ખાઈ જાય છે અને આજે જમીન માટે ઉપયોગી છે તેમને રહેવા દે છે આવી જ રીતે ઉંદર છે જો ઉંદરનો હું કહેવાય કે બચાવવામાં આવે તો ઉંદર છે એ જે જે હાનિકારક જીવાતો હોય છે પાક માટે એ પાક તે ખાય જાય છે અને જે સારી બાબતો હોય છે એને રહેવા દે છે તો આવા બધા ઉદ્યોગોમાં કામ કરવામાં આવે છે અને એ કરવું પણ આવશ્યક જોવા મળે છે ઘણી બાબતો છે તે વધારાની વ્યક્તિઓની જોવા મળે છે પશુઓ છે પક્ષીઓ છે આ બધાનો ઉપયોગ છે આવી રીતના કરી શકાય છે ઘણી વખત આપણને જોવા મળતું હોય કે જમીનમાં જે પાક ઉગે છે એ બળી જાય છે આ અથવા તો વધુ પાણી લાગવાના લોકોને કારણે થઈ શકે છે તેમાં ઘેરંડા હોય એને મુકવામાં આવે તો જે ઘેરંડા છે તે પાકમાં વધારે નરમી હોય તેને શોષી લે પાક એને શોષી લે છે અને જે વધુ અતિવૃષ્ટિ પાણીના લીધે જે પાક બગડે છે એ બગાડવામાં આવતો નથી આવાં ઘણાં બધાં કાર્યો દ્વારા પશુપાલન છે એવી બધી અનેક આ દૂધ ઈંડા ઉન સિવાયના આ બધાં કાર્યો એવાં છે કે જેના દ્વારા નાના નાના નાના પાયે કે ગૃહ ઉદ્યોગ દ્વારા અને આગળ લાવી શકાય છે